પ્રાર્થના અને ઉપાસના કરવાથી મન શાંત રહે છે પ્રાર્થના અને ઉપાસના જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે પ્રાર્થના અને ઉપાસના કરવી જરૂરી છે જિંદગીમાં તમારે રોજ પ્રાર્થના કરવી જોઈએ આપણે ક્યારેક જીવનમાં બહુ દુ ખી થઈ જતાં હોઈ છી તો તેના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ અમુક એવા શ્લોક બોલવાથી અમુક એવા કોઈ ધાર્મિક પુસ્તક વાંચવાથી આપણું મન શાંત રહેતું હોય અને પ્રાર્થના અને પ્રાર્થના કરવાથી આપણા જીવનમાં સુધારો આવે અને બદલાવ પણ આવી શકે છે પ્રાર્થના અને ઉપાસના વિશે ઘણા લોકો બહુ ખોટું બોલતા હોય છે પણ હું એ નથી માનતી પ્રાર્થના અત્યારના જમાનામાં લોકો પ્રાર્થના અને ઉપાસના ખ ઉપાસના ઉપાસના મને ઉપાસના કરીને ખોટા દેખાવ અને દંભ કરતાં હોય છે તે હું નથી માનતી આપણે રોજ જ પ્રાર્થના કરવી જરૂરી છે પ્રાર્થના કરવાથી સફળતા જરૂર મળે છે